સામાન્ય રીતે કાનુની દસ્તાવેજો બનાવવાનો મારો અનુભવ પ્રમાણમાં સામાન્ય રહ્યો એટલા માટે કે સીધે સીધા કાનુની દસ્તાવેજો બનાવવા સાથેનો મારો નાતો પ્રમાણમાં ઘણો ઓછો રહ્યો છે પણ જેટલી કાનૂની દસ્તાવેજો બનાવાની જે પ્રક્રિયા છે પ્રવર્તમાન સમયમાં તો આપણે બધા જાણીએ છીએ કે ક્યાંક ફાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ આપણને મળતો રહ્યો છે અને એને ધ્યાનમાં રાખીને કંઈક અંશે આવા દસ્તાવેજો બનાવાની પ્રક્રિયા પ્રમાણમાં સરળ રહી છે પરંતુ ભૂતકાળમાં આ જે પ્રક્રિયા હતી એ ઘણી પરીશ્રમ માંગનારી અને સમય લેનારી હોય એવું ચોકસ પણે કહી શકાય સામાન્ય રીતે કાનૂની દસ્તાવેજો બનાવાની પરિસ્થિતિ એ મુશ્કેલ છે તો વ્યક્તિગત રીતે હું એવું ચોક્કસ પણે મત આપું કે એ કામ હકીકતમાં ઘણું મુશ્કેલ છે અને આય મુશ્કેલ કામ એટલા માટે છે કે ખાસ કરીને કાનુની પ્રક્રિયા જ્યારે કોઈપણ પ્રકારના કોઈપણ પ્રકારનો આપણો કોર્ટમાં કેસ ચાલતો હોય તો આરોપી બોલે ફરિયાદી બોલે સાહિદોનું જે કંઈ નિવેદન હોય એ બધું જ ઓરલી તો લેવાય છે પણ સાથે સાથે એનું દસ્તાવેજીકરણ પણ કરવું પડે છે અને એને જો આપણે ધ્યાનમાં લઈએ તો એવું ચોક્કસ પણે કહી શકાય કે કામ પ્રમાણમાં પ્રમાણમાં ઘણું મુશ્કેલ છે જો દસ્તાવેજો મેળવવા માટે ક્યાંય જવું પળે છે એ પ્રશ્નનો જવાબ મારે આપવાનો હોય તે હું ચોક્કસ પણે કહી શકું કે તાજેતરના સમયની જો આપણે ધ્યાનમાં લઈએ તો દરેક કાનુની દસ્તાવેજો ધરાવતી સંસ્થાઓ ખાસ કરીને આપણી સુપ્રીમ કોર્ટથી માંડીને નીચલી તમામ કોર્ટ એ હવે તો ઓનલાઈન કોર્ટોના માધ્યમથી આ પ્રકારના દસ્તાવેજો આપણે મેળવી શકીએ એમ સીએ પરંતુ ભૂતકાળમાં આ દસ્તાવેજો મેળવવાની જે પ્રક્રિયા હતી એ પ્રમાણમાં ઘણી અઘરી હતી અને ખાસ કરીને આપણે એવું કહી શકીએ કે આ દસ્તાવેજો મેળવવા એ એ રીતે અઘરા છે કે મેળવવાની પ્રક્રિયાથી કંઈક અંશે આપણો જે સમાજ છે ખાસ કરીને વધુ શિક્ષિત અને કાયદા સાથે જેને નાતો છે એ લોકોને વાત કરતાં દસ્તાવેજો ક્યાંથી મેળવવા એની માહિતીનો ક્યાંક સારો પ્રચાર પ્રસાર થઈ શક્યો નથી આવી માહિતીથી ક્યાંક લોકો અજાણ રહ્યા છે બીજી બાજુ કાનુની દસ્તાવેજો આપણે મેળવવા માંગીએ ત્યારે એની ફીના જે ધોરણો છે એ ધોરણો પણ નિશ્વિત કરવામાં આવેલા હોય છે સામાન્ય રીતે આપણાં કોર્ટ મારફતે આપવામાં આવતા જે મોટા ભાગના ચુકાદાઓ છે એ ક્યાંક ઘણા બધા પાનાઓમાંને કેટલાક કેટલાક ચુકાદાઓ તો હજારો પાનામાં હોય છે અને એવા પાના દીઠ આપવાની થતી જે રકમ છે એ રકમની રીતે પણ આપણે દસ્તાવેજો મેળવવાની પ્રક્રિયા એ ઘણી અઘરી હોય છે પરંતુ આજના તબક્કે જો કાનુની દસ્તાવેજ મેળવવાની બાબત હોય તો મોટા ભાગે એમાં આજે મુશ્કેલીઓ છે પ્રમાણમાં ઘણી હળવી બની છે એવું ચોક્કસ પણે આપણે કહી શકીએ